હા મેડમ મારે બે દિવસની રજા જોઈએ છે કેમકે મારા ઘરમાં ઘણું બધું કામ છે અને છોકરી પણ બીમાર છે અને સાથે સાથે બે હજાર ત્રણ હજાર રૂપિયા હોય તો પણ આપજોને ઓમે છેને તો તમે એમ કરો હું મારી જગ્યાએ બીજા કોઈને મોકલી દઉં તો ચાલશે હા એ તો એ તો તમારે જોવાનુંને નો હોયકે નો હોય તો તમે જરાક જોઈ લોને તમે કેમેરો તો છે ઓલરેડી હા તો એમ કરો મને પૈસાની તો વ્ય્યવસ્થા કરી જ દેવી જોહે હું ભરેસા મને વ્યક્તિ જ મોકલીશ તો પૈસાનું શું કરશો કેસો હ થોડુંક કોઈ પાસે હોય જ ને કોઈ જાણીતું હોય હા તો તમારે કોઈ જાણીતા હોય તો કરો ને વાત તો પણ મારે છે એ ઘરનો ખર્ચો અને ઘરનો ખર્ચો અને બાકી છોકરી પણ બીમાર છે એટલે બધોય મેળ નથી થાતો હા તો હારું લ્યો મેડમ ભગવાન તમારું સારું કરે એહા એહા